હાં બોલો

ફેન ફેરમાં

તો પહેલા તો તમે મેં પહેલા તારીખ કઈ નક્કી કરેલી છે ટાઈમિંગ શું છે તે મને પહેલા જણાવો તમારો

ના એક જ દિવસ માટે સવારથી લઈને સાંજ સુધી પણ તે લોકોને છોકરાઓને શાળામાં પહેલા બોલાવવાના આવવા જવા માટે વેનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલાં તો સૌથી પહેલાં તો તમારે પછી મને આવીને જણાવવાનું કે તમારી સંખ્યા કેટલી છે એ જણાવવાનું તો બધે બાહર સાયસન્સ ફેર માટે લઇ જવાના હોવાથી તે લોકોને સર્ટિફિકેટ પણ મળશે અવનવા નવા બધાં સાયન્સ પ્રયોગો થાય છે તે પણ જોવા મળશે એ લોકોને શીખવા પણ મળશે અને એ લોકોને એ લોકો પાસે કરાવવામાં પણ આવશે કે આ રીતે કરવાથી આવું થાય છે

જણાવી દેજો હા આવી રીતે નું જવાનું છે હા અને સ્કૂલ પરથી આવીને જવાનું છે ને સ્કુલ પર જ આવશે પછી જેને પેરેન્ટ્સ લેવા આવશે એને પેરેન્ટ્સમાં અને જે સેલ્ફથી આવે એ સેલ્ફથી યુનિફોર્મ ઓહ યુનિફોર્મ યુનિફોર્મ યુનિફોર્મમાં અને સાથે એ લોકો કશું લઈ નથી જવાનું ખાલી યુનિફોર્મમાં જવાનું છે